વાસણ ઘસવા માટે સૌથી પહેલાં ગંદા વાસણોને લઈને તેને ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરવા પડે તેના પછી તેને સારા સાબુ વડે વાસણ ઘસવાના લિક્વિડથી સારી રીતે ઘસવું પડે પછી વાસણને ઉંધા પાળી સૂકવી દેવાના હું વાસણ ધોવા માટે વિમ પાવડરનો ઉપયોગ કરું છું